મોટાભાગે શેહરી વિસ્તારોમાં વધારે વાહનો હોવાથી ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ થા થાય છે જેનાથી રસ્તા પરની મુસાફરી મુશ્કેલ થઈ ગઈ છે અને સમયનું વ્યર્થ થાય છે ઘણી વખત એવું બી થાય છે કે રસ્તા પર જથ્થા બંધ સમારકામ કવરાવામાં ન આવે જેમકે ખાડા છે પછી ઊંચ નીચ વાળા રસ્તા છે કે પછી વરસાદના લીધે ખાડા અને ખરાબ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે જેના લીધે આપણને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી નડે છે અને એના લીધે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ થાય છે ઘણી વખત વાહન ચાલકો દ્વારા ગેર જવાબદારી જેમકે ડ્રાઇવિંગ કરવી ગેરજવાબદારી રીતે પછી સંગ્ર એટલે સિગ્નલ પર નિયમોનું પાલન ન કરવું મિન્સ કે બે લેન વચે વાહન ચલાવવું એવી સમસ્યાઓ વગેરેના લીધે ઘણી વખત મુશ્કેલી પણ થાય છે ઘણી વખત રસ્તા પર અચાનક કોઈ જીવ જીવજંતુ કે પછી પ્રાણી કે પછી પત્થર જેવી વસ્તુઓ પડી જવાથી અકસ્માતની પણ સંભાવના વધી જાય છે ઘણી વખત રસ્તા પરની સિગ્નલની લાઇટો પણ ખરાબ હોય છે જેના લીધે ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થઈ જાય છે અને એના લીધે પછી ઘણી વખત ટ્રાફિક પણ વધારે જામ થઈ જાય છે આ પરથી મને એકવાર એક એવો કિસ્સો યાદ આવે છે કે એકવાર ગાડી ચલાવતી વખતે મને એક એવી સ્થિતિનો સામનો કરવો પડયો હતો જ્યાં જાહેર રસ્તા ઉપર વાહન વ્યવહારના નિયમોનું અભાવ જેમકે ટ્રાફિક સિગ્નલનો એ સિગ્નલ નહીં હોવાનું લાઇટોના ખરાબ સિગ્નલના એ અને એના લીધે અને ખાડા અને ખાબોચિયા લીધે રસ્તામાં ઘણી મુશ્કેલીઓ પણ થઈ ગઈ હતી અને મને એ રસ્તે જવું પણ જરૂરી હતું જ્યાં રસ્તામાં ઘણા ખાડાં પણ હતાં પછી રસ્તાનું માર્ગ બનાવાનું કામ પણ ચાલું હતું અને વાહનચાલકોમાં ટ્રાફિક સિગ્નલ અને રસ્તામાં નિયમોનું પાલન બી ન કર્યું આ કારણે ટ્રાફિક પણ જામ થઈ ગયો અને લોકોએ બેધ્યાન રીતે વાહનો ચલાવ્યા કર્યું જેના લીધે બે ત્રણ અકસ્માતો પણ થઈ ગયાં આનાથી મને થોડો સમય વધારે લાગ્યો અને મને વધારે ત્યાં રોકાવું પડયું આનાથી આ અનુભવથી મને જાણવા મળ્યું કે રસ્તામાં આવા નિયમોના અભાવ અને ખરાબ રસ્તાના લીધે લોકોને ઘણી મુશ્કેલીઓ નડે છે આમાં આના માટે સરકારે આ તરફ ધ્યાન દોરવું જરૂરી છે